હલો ગુજરાત ટેક્સલ હા હા બોલોને બેન કેવા જોઈએ છે આપડી પાસે બધા જ મળી રેસે વર્ક વાળા વર્ક વગરના ભરત કામ વાળા ચિકન ગોટી ચિકન વર્ક બધા જ મળી રેસે તમ તમારે બોલોને કેવા જોઈએ પાંચ હજારથી ચાલુ થાયે ને પચાસ હજાર સુધીની રેન્જ છે આપડી હ કસ્ટમાઈ જેશન ના અલગથી તમારે ચાર્જ થાસે અને એના માટે જે પ્રમાણે વર્ક હોય એ પ્રમાણ ના આપડા પાંહે રાખેલા છે હા મેમ આપડી પાસે બધી પ્રકારના ડ્રેસથી લઈને આપડે વેડિંગના કપડાં સુધીના બધા કપડાં છે ના મેમ આપડે ઓનલાઈન નથી કરતાં ના મેમ અહિયાં રૂબરૂ તમારે આવું પડસે તમારે જે ટાઈપના વર્ક વાળા કે કોઈ ભી કપડાં ગમે એ કપડાં તમે લઈ જઈ સકો આપડે ઓનલાઈન કોઈ પણ પ્રકારનો કામ કરતાં નથી મિનિમમ એક મંથ જેટલો ટાઈમ તો લેવો પડે મેમ અને પછી તમારા શું કેવાયે એક્સપેટેક્ષન ઉપર છે કે તમારે કેવું વર્ક જોઈએ છે એના થી ઉપર નીચે થઈ સકે અ ગુજરાત ટેક્ષ ટાઇલ શ્વસતી નગરવાળી સેરી રાધા ઇન્ડસ્ટ્રીની સામે રાજકોટ થેન્ક યૂ મેમ